ગુજરાત રાજ્ય એ પંચરંગી પણું ધરાવતું રાજ્ય છે જેની અંદર અનેક પ્રજાઓ આવી અને વસી છે એમાં પોતાની સંસ્કૃતિ પણ સાથે લાવી છે અને સાથે સંસ્કૃતિ અને ભાષા પહેરવેશ જેવાનું આદાન પ્રદાન કર્યું છે જ્યારે પ્રાચીન સમયની અંદર પારસીઓ છે આવ્યાં ત્યારે પારસીઓ પણ પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ લઈ અને આવ્યાં છે એવી જ રીતે ગુજરાતની જાણે